હાલો હા બોલ સલોની શું ન્યૂઝ છે નવા

શું વાત કરે છે જબરજસ્ત ન્યૂઝ છે હા હ હ પાકા સો એ સો ટકા સાચા ન્યૂઝ છે ને આ હા સો ટકા સાચા ન્યૂઝ છે ને તારા પાસે સીસીટીવી ફૂટેજ કેમેરા બધું એ બધું ફૂટેજ છે બધાં વિડિયો રેકોર્ડીંગ બી પાકું છે ને અહીં શું ધારાસભ્યનો ધારાસભ્યનું છે એટલે પછી શું પાછું કાઈ તકલીફ ન પડે પછી આપણને કાંઈ આપણા ઉપરની બ્લેમ આવે બધુ પ્રોપર છે ને સરસ ચલો બહુ જ ફાઇન બહુ સરસ ન્યૂઝ છે આ તો જબરદસ્ત ધમાકેદાર ન્યૂઝ છે બહુ જોરદાર પબ્લિસિટી થઈ જશે ચાલો ફાઇન ફાઇન લઈ આવ બધું હા જલદી તું આવ એટલે આપણે હા બધું આપણે જોઈ અને પછી બધું ફટાફટ આપણે કરી દઈએ છાપી દઈએ